વાત કરીએ યુટ્યુબમાં તો યુટ્યુબમાં મારા ફેવરિટ યુટ્યુબર્સ ખાસા બધા છે જેમ કે કેરીમિનાટી ભુવન બમ ગેમર ફ્લીટ મિસ્ટર બિટ્સ સૌરવ જોશી આ બધાય યુટ્યુબર મારા ફેવરેટ છે ને સૌરવ જોશીના વ્લોગ મું દરરોજ જોઉ છું મને તેના વ્લોગથી મોટિવેસન મળે છે મને ખૂબ જ આનંદ થાય છે તેના વિડીયો જોવાથીને મું દરરોજ એના વિડીયો જોઉં છું જેથી મારો દિવસ બી આનંદમય જાય છે અને મને એનાથી શીખવા બી ખાસું બધું મળે છે અને જો ટીવી રીઅલ ટીવી શોને એ જોવાનું તો મને બિગ બોસ કપિલ શર્મા એન્ટેનટેન કી રાત મૂવીઝ આવા બધા પ્રોગ્રામ જોવા વધારે ગમે છે ને પ્રોગ્રામમાં કપિલ શર્મા કપિલ શર્મા જોવું મારું ફેવરિટ છે કેમ કે કપિલ શર્મા ના કારણે મને મોટિવેસન મળે છે કે જે જગ્યાએથી કપિલ શર્મા આવ્યા છે તેથી મને ખૂબ આનંદ થાય કે એ એટલી નીચી જગ્યાએથી અત્યારે ઉપર આટલે ઉપર આવ્યા છે તો હું બી કંઈક મહેનત કરું ને જેથી હું બી આગળ આવી શકું ને કપિલ શર્મા જોવાથી મને આમ આનંદભર્યું મારે સહપરિવાર સામે બી એ જોઈ શકું છું ન આમ મજા ને અમે ફેમેલી આખા જોડે બેસીને બી કપિલ શર્મા જોઈએ છીએ જેથી મારા આખા દિવસની થકાન દૂર થઈ જાય છે અને ખૂબ જ આનંદ મળે છે તેથી મને કપિલ શર્મા જોવું બહુ જ ગમે છે આ મારો મંતવ્ય છે